બોલિવૂડની એક પીચર છે દિલ તો પાગલ હૈ એમાં માધુરી દીક્ષિતે જે ડ્રેસ પહેરેલો હતો એ ડ્રેસ સેમ મેં સિવડાવેલો હતો કારણ કે એ ડ્રેસ મને બહુ પસંદ હતો અને એ પહેરીને મને એવું લાગતું કે જાણે હું પોતે જ માધુરી દીક્ષિત છું અને એટલો સરસ ફિટિંગમાં બેસ્ટ ડ્રેસ હતો ને કે એના જેવો કોઈ ડ્રેસ હતો એને આજ સુધી હું મારી પાસે સંભળીને મેં રાખ્યો છે અને જેવો સારામાં સારો ડ્રેસ બીજો કોઈ નથી અને બોલિવૂડના એવા અનેક ડ્રેસો છે જે મને બહુ પસંદ છે જે હું ઘણી વાર મારી પોતા માટે બનાવડાવું બી છું અને પહેરું બી છું